હેલો નમસ્કાર હા મૅમ કરિયર માટે ગાઇડન્સ જોઇતું હતું કરિયર માટે ગાઇડન્સ જોઇતું હતું સ્ટડી પછી મારે શું કરી શકાય

નહીં મેં અત્યારે ખાલી ટ્વેલ્થ પાસ કર્યું છે ટ્વેલ્થ પાસ કર્યું છે હવે આગળ હું શું કરી શકું એમ ટ્વેલ્થમાં બી મેં સાયન્સ પાસ કર્યું છે એટલે હવે આગળ શું થઈ શકે

હા હા ઓકે

હા અચ્છા હા હા ઓકે અને જો મૅડમ આપણે બી એસ સી કરીએ હા સાચી વાત છે મૅડમ બટ હવે આપણે જો બી એસ સી ચૂઝ કરવું હોય બી એસ સી કરવું હોય તો એનાં માટે શું હોય કેટલાં વર્ષની હોય કૉલેજ કે એવું એમ અચ્છા

હા હા ઓકે

અચ્છા હા હા એમાં બી કોર્સ આવતાં હશે ને એમ એલ ટી કે ડી એમ એલ ટી એવાં અચ્છા હા હા પછી બીજું કોઈ આપણે આ બધાં બીજી બીજી કંઈ હોય ડિપ્લોમા કઈ ડીગ્રી સારી બૅસ્ટ હોય એમ ટ્વેલ્થ સાયન્સ પાસ માટે હા નહીં અચ્છા હા

અને ઍન્જીનિયરિંગમાં ઍન્જીનિયરિંગ કરવું હોય આપણે તો ઍન્જીનિયરિંગમાં કયું બેસ્ટ છે આમ સુપરવાઇઝર એક એઝ અ ગર્લ તરીકે કયું હોય એમ

કોમ્પ્યુટર ઍન્જીનિયરિંગ ઓકે એમાં ચાન્સીસ રહે કે તમે તમને જૉબ મળી શકે ક્યાંય

અચ્છા હા હા અને જો કોઈ એ જૉબ તો ઠીક છે બટ એનાં પછી પણ સારું રહી શકે આપણું કરિયર અચ્છા અને જો ડિપ્લોમા જ કરવું હોય તો એમાં બી થાય ને ઍન્જીનિયરિંગનું અને એ

હા એમ કહું છું ડિપ્લોમા જ આપણે કોર્સ કરવો હોય તો એમાં થાય ને ઍન્જીનિયરિંગ અને હા હા એ જ છે એટલે કોમ્પ્યુટર ઍન્જીનિયરિંગનું કરી શકાય ને હા હા

હા હા ઓકે તો કોમ્પ્યુટર ઍન્જીનિયરિંગ બૅસ્ટ છે ને ગર્લ્સ માટે કરી શકાય ને

અચ્છા હા હા ઓકે મૅમ સારું તો કો થેંક યુ મૅમ ઓકે